અમારા વિસ્તારમાં પણ કલા અને હસ્તકલા ને વધારે મહત્ત્વ આપવામાં આવે છે જેનાથી એ અમારા વિસ્તારમાં જેમકે મેળો લાગ્યો હોય તો ત્યાં આ હસ્તકલા આ આ જે લોકો હસ્તકલાને બનાવે છે તે લોકો તે આ કલાને પ્રદર્શિત કરે છે અને તે કલા આ લોકો સુધી પહોંચે છે તે લોકોની મહેનત હસ્તકલા દ્વારા આ અલગ અલગ હસ્તકલાઓ હોય છે જે એ લોકો સુધી પહોંચે છે જે લોકોને ખબર નથી હોતી તે લોકોને તેના વિશે જાણવા પણ મળે છે અને તેના આમ તેની મદદથી તે લોકોના વેચાણથી તે લોકો રોજગારી પણ મળે છે તેથી લોક આર્થિક વિકાસ પણ થાય છે અને રાજ્યમાં આ આર્થિક વિકાસ થાય છે અને એ મેળામાં આ જ્યારે એ બહારના દેશોથી બીજા શહેરથી એ લોકો આવે છે તે હસ્ત કલાને જોવે છે તે એ એને ખરીદે છે તો એ લોકોને પણ નવું જાણવા મળે છે તે કલા વિશે પણ જાણવા મળે છે અને નવી વસ્તુ મળે છે અને તેનાથી પ્રેરિત જે એ લોકો કલાનું પ્રદર્શન કરે છે તેને પણ વધારે પ્રેરણા મળે છે ઉત્સાહિત થાય છે હસ્તકલા માટે એ એટલા માટે તે લોકો આગળ એ કલાને જાળવી રાખે છે તેનાથી તે લોકોને રોજગારી મળી રહે છે અને જ્યારે ટુરિઝન આવે છે તે લોકો હસ્તકલા જોવે છે એ અને તેની સાથે અમારા વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ ફરે છે અને ઘણી જગ્યાએ જાય છે તેથી બધાને રોજગારી મળી રહે છે તેથી આર્થિક વિકાસ બધીય રીતના થઈ રહે છે